ભારત વિવિધતાઓનો દેશ છે અને જેટલો દેશ વૈવિધ્યપૂર્ણ છે તેટલો જ તેનો વારસો પરંપરાઓ રીત રિવાજો અલગ છે તેવી જ રીતે ભારતમાં જે લગ્ન પ્રથાઓ છે તે લગ્ન પ્રથાઓમાં પણ ખૂબ વૈવિધ્ય જોવા મળે છે તેના રીત રિવાજમાં જોવા મળે છે એવી જ રીતે જેવી રીતે ગુજરાત અને ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારો છે જેમાં લગ્ન એકસરખાં હોતાં નથી અમારા પરિવારમાં લગ્નમાં ગણેશજીની સ્થાપના કરવી એ એક સાંસ્કૃતિક પરંપરા છે કે રિવાજ છે ગણેશજીની સ્થાપના કરવી એટલે જ્યારે સૌપ્રથમ લગ્ન લેવાય છે અથવા તો લગ્ન નક્કી થાય છે ત્યારે જ પ્રથમ દિવસે માંડવો નાખીને ગણપતિજીની સ્થાપના થાય છે ભીંત ઉપર તેમનું ચિત્ર દોરીને તેમની પૂજા અર્ચના થાય છે અને તેમને લગ્નમાં સૌપ્રથમ નોતરવામાં આવે છે કંકોત્રી લખવામાં આવે છે અને સૌપ્રથમ કંકોત્રીને કંકોત્રી તેમને જ મૂકવામાં આવે છે જેથી આખો લગ્ન પ્રસંગ કોઈપણ વિઘ્ન વિના સારી રીતે પૂરો થાય કારણ કે તેમને વિઘ્નહર્તા કહેવામાં આવે છે એટલે એવું માનવામાં આવે છે કે લગ્નમાં કોઈપણ નાના મોટા વિઘ્ન હશે તો ગણપતિ બાપાનાં આગમનથી એ પૂર્ણ થઈ જશે અથવા તો એ વિઘ્ન નડશે નહીં અથવા તો એની અસર ઓછી થઈ જશે આની સાથે એક પુરાણકથા પણ જોડાએલી છે અને તેને લઈને જે ગણપતિ બાપા ગણપતિ બાપા પ્રથમ પૂજ્ય છે તેને પણ માનવામાં આવે છે એક માન્યતા એવી પણ છે એક માન્યતા એવી છે કે ગણપતિ બાપા શુભ લાભના પિતા હોય છે એટલે કોઈ સારું કામ કરીએ તો આપણે ભગવાનને યાદ કરીએ છીએ અને તેમાં પણ જો આપણે ગણપતિજીને યાદ કરીએ તો આપણું કામ સફળતાપૂર્વક નિર્વિઘ્ને પર પાર થાય છે